હલો હા બોલો હા બોલો હા એ બરાબર આવે છેને રેગ્યુલર અમારે ચાર સિક્યુરિટી છે પાર્કિંગ એ કરાવે છે બહારનાને આવવા નથી દેતાં અને બહારનાનું પાર્કિંગ બાહર કરાવે છે હા હા હા સામાનની દેખરેખ રાખે છે કોઈને અંદર આવવા દેતાં નથી કેમેરાય બધા અમારા ચાલુ છે ના ના એમણે એમને એમને ચોપડામાં સહી કરાવીને પછી જ આવવા દે છે ફાલતુ કોઈને આવવા નથી દેતાં અને આવે તો એને સહી કરાઈને આવે છે જા અને જાય ત્યારેય સહી કરાવે છે હા બરાબર છે ચલો મૂકું